હલો હમ હા હા કેટલા વાગ્યે ફ્લાઇટ આવશે મેડમ તમારી હમ હમ હમ સારું તો હું તમારો જે સુરત એરપોટ પર જે ગેટ નંબર બે છે ને એની એક્ઝેટ સામેની સાઈડમાં ઉબર ડ્રાઇવરની લાઇન છે ને ત્યાં મેં ઉભો રહીશ તમે આવી જજો ત્યાં બરાબર હા હું ગાડી નંબર તમને મોકલી આપું છું તમે પછી આવી જજો હા હા મારી સ્વિફ્ટ ગાડી છે ગાડી નંબર જી જે ઝીરો ફાઇવ એચ વી અઠ્ઠાવીસ ઓગણત્રીસ ને તમે એડવાન્સ કરવા માગતાં હોય તો એડવાન્સ બી કરી શકો ને પછી કરવું હોય તો પછી બી આ જેવું તમને યોગ્ય લાગે હમ હમ સારું સારું હું ટાઇમ પર પહોંચી જઇશ અરે મેડમ મેં ત્રીસ મિનિટ પહેલાં જ ત્યાં ઊભી રહી જઇશ તમે ટેન્સન નહીં લો